દેશની બહાર તો મુસાફરી નથી કરેલી પણ પરંતુ ગુજરાતી રાજ્ય બહાર ઘણી વખત મુસાફરી કરેલી છે જેના મુખ્ય હેતુ અં સરકારી ભરતીઓ આ એગ્ઝામો વગેરે રહે છે એ સિવાય ક્યારેક ફરવા જવાનો મોકો મળેલો છે તો એનો પણ ભરપૂર આનંદ માણીને બીજા રાજ્યોની મુલાકાત લીધી છે તેની સંસ્કૃતિ જોઈ છે તેના આ ઐતિહા ઐતિહાસિક સ્થળો છે જોવાલાયક સ્થળો તે તેનું અવલોકન કરેલું છે તેનાં વિશે માહિતી મેળવેલી છે અને અલગ અલગ રાજ્યો અને વિકાસ ત્યાં રોડ રસ્તાઓ શહેરોનો વિકાસ તેનો પૂરાનો અં જૂનો ઇતિહાસ વગેરે અં જાણવાની ખૂબ રહેલી છે